આવનાર સમયમાં વ્યવસાયિક કાર્યમાંથી નિવૃત્ત થયા બાદ હું ભારત બહાર મુસાફરી કરવાની ઈચ્છા ધરાવું છું આ માટે હું યોજના બનાવી રહી છું અને ક્યાં કેટલા દિવસ માટે મુસાફરી કરવી તેનું આયોજન કરું છું મેં ઘરમાં આ બાબતની જાણ કરી છે પરંતુ થોડા સમયમાં મારો પાસપોટ રીન્યુ કરવો એ મારા માટે અગત્યનું કાર્ય છે આ કાર્ય પૂર્ણ કરવા માટે હું આ કામમાં લાગેલી છું હું તમને જણાવું કે આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે મારે તમારાં માર્ગદર્શનની જરૂર છે માટે તમે મને યોગ્ય માર્ગદર્શન આપો જેથી હું આ કાર્ય સમયસર પૂર્ણ કરી શકું પાસપોર્ટ રીન્યુ કરાવ્યા બાદ હું વિશ્વનાં અનેક સ્થળમાં સફર કરવા માટે ઉત્સાહ ધરાવું છું પાસપોટ રીન્યુ કરવા માટેના તમામ જરૂરી દસ્તાવેજ મારી પાસે છે જે મારી મુસાફરી સરળ બનાવશે આ માટે મારે તમારી મદદની જરૂર છે જેથી હું આ પ્રક્રિયાને ઝડપી અને યોગ્ય રીતે પૂર્ણ કરી શકું તમારી મદદ અને માર્ગદર્શન માટે હું તમારી આભારી રહીશ